મને સીવણ અને ગૂંથણનો ખૂબ જ શોખ છે તેમાં મેં મારા સીવણના ગોખ શોખને પૂરો કરવા માટે મેં ઘરે જ તૈયાર પંજાબી ડ્રેસ કુર્તી બ્લાઉઝ લાવીને તેમનું વેચાણ ચાલું કર્યું છે હવે આ મારા પ્રોજેક્ટ માટે જથ્થાબંધની ખરીદી કરવાની હોય છે અને તે ખરીદી વખતે રંગોની પસંદગીનું ખાસ ધ્યાન રાખવું પડે છે જેમકે હાલ કઈ સિઝન ચાલે છે લગ્નગાળો હોય તો ચમકતા ઘાટા રંગોની પસંદગી કરવી પડે છે ઉનાળો હોય તો આછા રંગોના કપડાંની પસંદગી કરવી પડે છે અને એન આર આઈ લોકો જ્યારે કપડાં ખરીદવા આવવાનાં હોય છે ત્યારે ઇંગ્લિશ કલરના ઇંગ્લિશ રંગની પસંદગી કરીને મારે કપડાંનું માલ ભરવાનું હોય છે રંગની પસંદગી માટે હું આછા અને ઘાટા બેજ રંગ વધારે પસંદ કરું છું મને લાલ રંગના અને ભૂરા રંગના જુદા જુદા શેડ ખૂબ જ ગમે છે